હું ઘણા સમયથી મંદિર આવવાનું વિચારતી હતી અને મારા પરિવારજનો મને કહેતા હતા કે સંતરામ મંદિરનાં સાધ્વીને મોઢે એ મંદિરની વાતો સાંભળજો તો તમે મને એ વાતો જણાવી શકશો હં